અમારા ગામની શાળા સારાં શૌચાલય અને પીવાનું પાણી પુસ્તકો પાટલીઓ ને ભોજન સારું આપે છે આપણે શાળાની વાત કરીએ તો અમારાં શાળામાં બગીચાઓ છે અમુક પ્રકારનું મેદાન ખૂલ્લું છે જેથી છોકરાઓ ભણી શકે છે સારી રીતે અને સારો અભ્યાસ પણ કરે છે શૌચાલય જોઈએ તો શૌચાલય પણ એટલાં જ સરસ છે કે અમુક અમુક વિસ્તાર કરતાં અમારાં ગામનાં શૌચાલયો સારી રીતે સાફ સફાઇ થાય છે પીવાનું પાણી જોઈએ તો ટાઈમસર પીવાનું પાણી પણ આવી જાય છે અને પુસ્તકાલયમાં પુસ્તકો પણ બધાં જ પ્રકારના છે જેથી અમને ટાઈમ મળે તો અમે વાંચી શકીએ છીએ અને અમુક શાસ્ત્રો પણ એવાં છે મુકેલા જેથી લઈને અમને સારી રીતે સાંભળવા કે વાંચવા પણ મળે છે અને પાટલીઓ અને ભોજન અમારી શાળામાં ખૂબ જ સારી રીતે છોકરાઓને આપતાં હોય છે કે જે છોકરાઓ બીચારા ગરીબ છે જે ઘરેથી નાસ્તો લાવી ન શકતા હોય એમનું જમવાનું પણ પૂરું પાડે છે અને અમુક પ્રકારની સેવાઓ પણ પૂરી પાડે છે આપણે જોઈએ કે સ્કૂલનો યુનિફોર્મ એ બધી રીતે ભોજનની વ્યવસ્થા શૌચાલય પીવાનું પાણી પુસ્તકો પાટલીઓ બધું જ પૂરું પાડે છે અમારી સ્કૂલ બહુ જ સારી છે